હું જ્યારે પહેલાં ધોરણમાં ભણ્યો હતો ત્યારે મારા પપ્પાએ મને કીધું હતું કે તને ગુજરાતી આવડશે કે અંગ્રેજી આવડશે ત્યારે મેં પપ્પાને કીધું હતું કે મને ગુજરાતી વધારે ફાવશે અને મારા પપ્પાએ મને પહેલો ક લખતાં શિખવાડ્યું હતું પછી હું સ્કૂલમાં ગયો શાળાએ ગયો હતો અને શાળાએ મને માસ્તરે મને કક્કા ક થી માંડીને ક્ષ સુધીના જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરો શિખાવ્યા હતા સાથે સાથે એણે બારાક્ષરી પણ શીખવી હતી અને ત્યારપછી તો હું ગુજરાતીમાં એટલો બધો ઓતપ્રોત થઇ ગયો કે બાળ વાર્તાઓ પંચતંત્રની વાર્તાઓ હિતોપદેશની વાર્તાઓ આ બધુ જ વાંચતો ગયો અને શનિવારે જે પૂર્તિ આવતી હતી ઝગમગની તો એ ઝગમગની પૂર્તિઓમા વાર્તાઓ શોધતો હતો અને એની સાથે સાથે એટલું બધુ વાંચવાનું થયું કે પછી તો કવિતાઓ વાંચતો ગયો નવલકથાઓ વાંચતો ગયો વાર્તાઓ વાંચતો ગયો એટલે એમ કહી શકાય કે ગુજરાતી સાથેનો જે મારો અનુભવ છે એ એકદમ નિકટનો રહ્યો છે સાથે સાથે હિન્દી અને અંગ્રેજી ભાષા પણ મને એટલી જ ગમે છે જેટલી મને ગુજરાતી ગમે છે એટલે ગુજરાતી ભાષાએ મને ઘણું બધું શીખવ્યું છે ઘણું બધું આપ્યું છે અને હું ગુજરાતી સાથે ઘણો જ નિકટનો સંબંધ ધરાવું છું